હાલો હા ક્રોસ રોડમાંથી બોલો ક્રોસ રોડ હોટલ હા હવે ફોન એટલા માટે કર્યો હતો કે તમારા ક્રોસ રોડની અંદર અમારે આજે જમવાનો પ્લાનિંગ છે તો એમાં શું કે જમવામાં કોઈ ડિસ્કાઉન્ટ ખરો નહીં અમને આરક્ષણ કે એવું કઈ એની ઓફર હોય તો એની શું છે કે ઓફરમાં નથી દિવાળી ઉપર આપતા બધી તો એ ઓફરનો લાભ લેવા માટે મેં ફોન કર્યો છે કે અમને કઈ એવી આરક્ષણ ઓફર મળે અથવા અમે આવીએ તો અમને ટેબલ મળી જાય ઘણીવાર એવું થાય રેસ્ટોરન્ટમાં કે પછી ઝાઝા લોકો આવી ગયા હોય એટલે તમે અમને સર્વિસ પૂરી ના કરી શકો બરાબર અચ્છા નાના બાળકો માટે ઓફર છે હા હા હા બરાબર હા હા આ તો અમારે સાંજે આવવાનું છે તો અમને જરા એ બધી જે સુવિધાઓ હોય એ પ્રોવાઈડ કરજો બરાબર ઓકે થેંક યુ